પેઈન્ટિંગ કરતી વખતે મારે એવો અનુભવ થ્યો છે ઘણી વાર કે મારે પેઈન્ટિંગ સારી રીતે નો થતું હોય અને હું ડીમોટીવેટ થઈ જઉં ક્યાંતો થાતું જ નથી હવે મારાથી તો હવે હું શું કરું એના માટે કેટલી બધી વાર મારે પ્રયત્નો કરવા પડે મારે કેનવાસ આખું બગડી જાય અને છતાંય તે હું કેટલી વાર પ્રયત્નો કરતી હોય અને પછી સાવ ડીમોટીવેટ થઈ જાઉં અને પછી તો એકવાર તો પેંટિંગ દોરતા હું સાવ ડીમોટીવેટ થઈ ગઈ મારાથી જેવો શેપ જોતો તો એવો આકાર મારા આવતો જ ન હતો તો પછી હું સાવ ડીમોટીવેટ થઈ ગઈ તો પછી મારા મમાએ મમ્મી મારા એમ કીધું પછી કે એમ ન હોય સારી રીતે તમતારે તું પાછું ટ્રાય કર તને થઈ જશે તારાથી એવું મારી મમ્મીએ મને મોટીવેટ કરી અને જ્યારે પણ હું પેન્ટિંગમાં કે ગમે ત્યારે ડીમોટીવેટ થઉં તો મારા મોમ મને મોટીવેટ કરે છે ગમે તે વસ્તુમાં માત્ર પેંટિંગમાં જ નહીં બધી બાબતમાં અને એવી રીતે પછી મેં પાછું પેંટિંગ ડ્રોઈંગ કરવાનું ચાલુ કર્યું અને પછી પેંટિંગ સારું બનવા માંડ્યું અને મારે એક વાર ચિત્ર દોરવું તું તો એમાં હું જેમે કીધું તું કે ડીમોટીવેટ થઈ ગઈ અને મમ્માએ મને કીધું તો મે ઓનલાઈન એપ છે એમાં ગુગલમાં કર્યું સર્ચ કર્યું કે મારે આ ચિત્ર પેંટિંગ કઈ રીતે દોરવું સ્ટાર્ટ કેમ કરવું એમાંથી સલાહ મેળવી અને પછી મેં પાછું પેંટિંગ દોરવાનું ચાલુ કર્યું તો પછી મારે જેવો આકાર જોઈતો હતો એવો આવી ગયો એવી રીતે ઘણી વાર થાતું હોય છે કે પેંટિંગ કરતી વખતે હું ડીમોટીવેટ થઈ જાઉ તો ઓનલાઈન એપનું એપની મદદ લેતી હોઉ છું એના કારણે મને સારું નોલેજ પણ મળે છે અને મમ્મી પણ મોટીવેટ કરે છે આવી રીતે પેન્ટિંગના હું મારા જે અવરોધો છે ડીમોટીવેટના એ હું દૂર કરું છું